મારું વજન વધારવા માટે હું મારા દિવસ દરમ્યાન હું વધારે જમવાનું રાખું છું અને હું વધારે શક્તિશાળી જે ખોરાક હોય તેને જમું છું જેમ કે આપણે વાત કરીએ તો કઠોળ અને તેવું બધું હું વધારે લઉં છું અને આખો દિવસ કસરત ને તેવું બધું કરતો રહું છું કે જેથી કરીને મારે શરીર થોડું મજબૂત અને વજનદાર થાય